શું ગુજરાતમાં મુસાફરો ગાઈ શકે અને સંગીત માણી શકે તેવા લોકપ્રિય કરાઓેકે બાર અથવા ગાવાના સ્થળો છે તો એના જવાબમાં હું એ કહીશ કે હજુ ગુજરાતમાં આ કલ્ચર આવ્યું નથી ઘણું ઓછું છે મતલબ કે સંગીત માણી શકે લાઇફ મ્યુઝિક માણી શકે એવું ઘણું ઓછું છે જે મહારાષ્ટ્રમાં છે એ પ્રમાણે હજુ ગુજરાતમાં હજુ આવ્યું નથી ગુજરાતમાં કેરી કેરીઓકે છે પણ ઘણા ઓછા પ્રમાણમાં હોય છે લાઇવ સંગીત સાંભળવા માટે જીવન સંગીત સાંભળવા માટે જે રેસ્ટોરન્ટ હોટલો કે હોય છે ત્યાં ઘણું સરસ રીતે કરવામાં આવે છે ઘણું સુંદર વાતાવરણ ઊભું થાય છે ધીમું સંગીત વાગતું હોય લાઇવ સંગીત કોઈ ગાતું હોય તો એની સાથે ખાવાનું કે જે આપણે ડ ડિનરનું રાતના ભોજનનું ઘણું આનંદ આવી જાય છે એમાં ઘણી મજા આવી જાય છે